જ્યારે કોઈ વ્યક્તિ વિકલાંગ હોય હોય છે અને તમે તેમને મુસાફરી દરમિયાન વિશેષ સહાયની જરૂર હોય છે ત્યારે તેઓ માટે મુસાફરીને વધુ આરામદાયક અને સરળ બનાવાની ખૂબ જ અગત્યની છે જો તમે અથવા કોઈ વ્યક્તિ જે તમે જાણો છો કે અપંગતા ધરાવે છે અને મુસાફરી દરમિયાન સહાયની જરૂર છે તો તમે એરલાઇનની સંપર્ક કરી તેમના માટે સહાયની વિનંતી કરી શકો છો આ પ્રક્રિયા કેવી રીતે કાર્યરત થઈ શકે છે તે અંગે તમે નીચે વિગતવાર સમજૂતી આપવામાં આવી છે હેલો મારું નામ છે હવે હું તમારી એરલાઇન સાથે આગામી મુસાફરી માટે બુક કરાવું છું તમે મારા અથવા મારી સાથે મુસાફરી કરી રહેલ રહેલા વ્યક્તિ માટે વિશેષ સહાયની જરૂર છે કારણ કે અમે અપંગતા ધરાવીએ છીએ પ્રથમ હું મારા વાતની ખાતરી કરવા માંગુ છું કે તમારી બોર્ડિંગ પ્રક્રિયા આરામદાયક અને તકલીફ મુક્ત રહે શું આપની એરલાઇન વિકલાંગ મુસાફર માટે પ્રાથમિકતા અને બોર્ડિંગ અથવા વ્યવસ્થા કરે છે જો હા તો કૃપા કરીને તમારી ટિકિટ આ સુવિધાને વ્યવસ્થા કરો બીજું એરપોર્ટમાં પહોંચ્યા બાદ શું કોઈ સહાય ઉપલબ્ધ છે જે અમને નેગેટિવ કરવા અને સિક્યુરિટી ચેઇન અને અન્ય પ્રક્રિયાઓને સરળ બનાવા માટે મદદ કરી શકે છે તમે સિક્યુરિટી ચેક કરીને ગેટ સુધી મુસાફરી સહાયની જરૂર છે ત્રણ બોર્ડિંગ પછીની બેઠકની વ્યવસ્થા વિશે પણ હું આશા રાખું છું કે તમારે તમારા અમારા આરામદાયક બેઠકની વ્યવસ્થા છે ખાસ કરીને જો વધુ જગ્યાએ અથવા મસાજિંગની જરૂર હોય તો અંતે જો કોઈ તમારે જરૂરિયાત વિશે વધુ માહિતી આપી હોય તો કોઈ પ્રોસેસ અને માર્ગદર્શન આપી શકો છો